હા પેલી જે ડી સર્કલના જોડે છેને બાજુમાં જૂની સૌથી એ એ લાયબ્રેરીમાંથી બોલું એક મિનીટ ચાલુ રાખો હો હું જોઈ લઉં હા હા છે છે પડીજ છે એક જ છેલ્લી પુસ્તક પડી છે એની હા તો આપીશું પણ આવીને લઈ જજો અને કઈ જોઈએ છે કઈ પ્રકાશનની જો હા જો એમાં એવું છે કે ભારત અને રાવલ પ્રકાશનની જેટલી બી પુસ્તકો છે બધી જતી રહી છે આ છેલ્લી પડી છે એ નવનીત પ્રકાશનની છે જો તમને આમાંથી ફાવતું હોય તો આ લઈ જજો નકર કંઈ વાંધો નહીં તો તમે આજે જ આવીને લઈ જાઉંને આ છેલ્લી જ પડી છે કોઈ આવશે લેવા માટે તો મારે આપવી પડશે ચાલશે પણ જો વહેલા તે પહેલાની શરતે હોં કોઈ આવશે જેને જરૂર હશે પહેલા આવીને લઈ જશે તો હું આપી દઈશ હા તો તમે દસ વાગ્યા સુધી હા તો હું એક બાજુ મૂકી દઉં છું અને હું શું કઉં છું કાલે તમે આવોને તો આધાર કાર્ડ લઈને આવજો અને પોતાનો નંબર નામ લખાવી દેજો તો હું લાયબ્રેરીનું કાર્ડ બનાવી દઉં એના પરથી લઈ જજો અને બીજી વાત એમ કરતી હતી કે દરેક પ્રકારની પુસ્તકો મળે છે તો બીજી કોઈ જોઈતી હોય તો કહેજો હા તો હું બતાવીશ તો ખરા અને આ જો તમે લઈ જાઉંને તો ફાટવી બાટવીના જોઈએ સહી સલામત રાખજો અને બરોબર આમ હોવી જોઈએ અને અમે દોઢ મહિનાનો જ ટાઇમ આપીએ છીએ લઈ જવા માટે એટલે તમે યાદ રાખજો કે દોઢ મહિનો જેવો થઈ જાય એટલે તમે જમા કરાવડાવી દેજો હા જોઓ પણ એમાં એવું છે કે તમારે અહીં રોજ આવીને વાંચવા માટે જોઈએ તો કે ઘરે લઈ જવા માટે જોઈએ કે કઈ રીતે એમ એ તમે આવો તો જરા નક્કી કરી લેજો બધું હા હા બરોબર અન હા એમ તો ચાલશે કંઈ વાંધો તો નહીં આવે તો તમે આવી જજો હું મૂકી દઈશ અને હા આધાર કાર્ડ તો ચોક્કસ લાવજો એ ભુલતાના કેમ કે અમે એના સિવાય તો નહીં જ આપતા બૂક હો ખાતું ખોલવડાવું પડશે તમારે હા તો કાલે દસ વાગ્યા સુધી દસ કે અગ્યારના વચ્ચે બી આવશો ને તો બી ચાલશે વાંધો નહીં આવે હા તો આવી જજો બોલો બીજું બી કંઈ વાંચવાની હોય તો કહેજો તો હું મૂકી દઉં એ બી બાજુમાં કેમ કે પુસ્તકો વાંચવાવાળા લોકો ખાસ્સા આવે છે અને લઈ જાય છે

એ હા તો મૂકું હવે હું